હા મુસાફર બસમાં અમે પહેલાં જ્યારે અમારી પાસે ગાડી નહોતી ત્યારે અમે ત્યાં બેસીને એ દૂર દૂરના વ ગામડાઓમાં મુસાફરી કરતા હતા તેમ જ અમારા નેટિવ પ્લેસમાં પણ અમે મુસાફર બસ દ્વારા જ જતા હતા એ સમયની મજા જ કંઈક અલગ હતી બસ ડ્રાઈવર એમની સીટ પર બેસીને ડ્રાઇવિંગ કરતા હોય એમની બાજુમાં સામાન મૂકવાનું કાર્ટન હોય બારીઓ એ ટાઈપની પેલી જે ઊભા કાચવાળી આવે છે એ ટાઈપની બારીઓ હતી ત્યારબાદ બેઠકોમાં ત્રણ સીટ એક સાઇડ અને બાજુમાં બે સીટ એમ કરીને ટોટલ એક જ રોમાં પાંચ સીટવાળી બેઠક હતી અને એ બસ જે હોય એ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત હતી ડીઝલ એન્જિન હોય એટલે આપણને બધાને જ ખ્યાલ છે કે એનો અવાજ થોડોક અલગ જ અને મોટો આવે તેમ જ રાત્રીનું જ્યારે સમય હોય અને રાત્રીની મુસાફરી હોય અને બારી આગળ આપણે બેઠા હોઈએ બારી ખુલ્લી હોય ઠંડો પવન આવતો હોય અને ડીઝલનો અવાજ હોય તો એ સમયમાં આપણને તરત જ નીંદર આવી જતી એવો અમારો કંઈક આ આગવો અનુભવ છે